ગુજરાતી ભાષાની અંદર એક કહેવત છે કે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં પણ માંદો થાય આ જે કહેવત છે એનો એક અર્થ એ થાય છે કે એક સાધારણ ફેમેલી છે જ્યારે બીજું એક ધનવાન ફેમેલી છે તો એ સાધારણ ફેમેલી ધનવાન ફેમેલી સાથે પોતાની કમ્પેરિઝન કરવા જાય છે અને જીવનમાં એના જેવું આચરણ કરવા જાય છે ત્યારે સાધારણ ફેમેલીને આવી એક મુશ્કેલી પડે છે અને આર્થિક સંકળામણ અનુભવે છે અને એટલે જ આ કહેવત કહેવામાં આવી છે કે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં પણ માંદો થાય